હેલો જય અંબે પાણી સપ્લાયર હું ભગવતીબેન બોલું છું મારે પાંચ જગ ગરમ પાણી જોઈએ છે જે તમારા ત્યાંથી જય અંબે સપ્લાયરમાંથી મને આ પાંચ જગ ગરમ પાણી મળી શકશે જો આ પાંચ જગ ગરમ પાણી મળશે તો કેવું ગરમ પાણી હશે જે કેટલા સમય સુધી આ પાણી ગરમ રહી શકશે અને લાંબો સમય આ પાણીને ગરમ રાખવું હોય તો આ પાણી કેવી રીતના ગરમ રહી શકશે કારણ કે મારે રેસ્ટોરન છે અને રેસ્ટોરનમાં લાંબા સમય સુધી ગરમ પાણી રહી શકે તેવી સુવિધા વાળો મારે ગરમ પાણી જોઈએ છે અને ગરમ પાણી માટે મારે ઘણી એવી ચીજો છે કે સાંજના ટાઈમે પણ ઉપયોગમાં લેવી છે તો આ પાણી કયા પેકેજિંગમાં મળશે તો ગરમ પૂરો દિવસ રહેશે અને આખો સમય આખો દિવસ એ પાણી મને ગરમ જ મળી શકશે આ ગરમ પાણી માટે મને શું શું વ્યવસ્થા કરવી પડશે અને એ મને બતાવશો કે મારે કઈ જગ્યા ઉપર એ પાણી અને કયા જગમાં આ પાણી રાખવું જેથી એ પાણી લાંબો સમય સુધી ગરમ રહી શકે તમે આ વ્યવસ્થા માટે મને આ પિણાનું કેટલા ટાઈમે અને કયા સમયે આ પુરવાર કરી શકશો જે જય અંબેમાંથી મને મારા રેસ્ટોરન્ટ શ્રી નિવાસમાંથી મળી શકે અને એ કેટલો ટાઈમે તમે અહીંયા આવી અને આ જગનો ભાવ શું છે એક જગનો ભાવ કેવી રીતના લેશો અને પાંચ જગના ભાવના પ્રમાણે મને રોજનું ગરમ પાણી જોઈએ છે મારા રેસ્ટોરન માટે અને એ પાણી મારે જમવા માટે જે બ બનાવવું છે તેમાં ઉપયોગમાં લેવું છે અને એ પાણી ઘણી વખત અમે પીવામાં પણ લઈશું તો આ પાણી શુદ્ધ અને સારું હોવું જોઈએ અને લાંબો સમય આ પાણી ટકી રહે અને ગરમ રહે તેવું જોઈએ